શેર બજારની હાલની પરિસ્થિતિ એવી છે ને કે એની કોઈ વિશ્વસનિયતા હાલમાં છે નહીં ક્યારે કઈ કંપનીના શેર તૂટી જાય અને એ કંપની ક્યારે ઘાટામાં જતી રહે એની હાલની પરિસ્થિતિમાં કોઈ વિશ્વસનિયતા જેવી દેખાતી નથી અને એના માટે હું વધારે પડતો શેર બજારમાં દિલચસ્પી લેતો પણ નથી અને એપ ટ્રેડિંગ કઈ રીતે બદલી નાખ્યું છે તો એ તો હાલની પરિસ્થિતિને જોતાં એટલું જોખમી થઇ ગયું છે કે એને બદલવું જરુરી જ થઇ ગયું હતું